ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી સેવાઓ અને મૌલિક સુવિધાઓ જેમકે શાળા હસ્તકલા કેન્દ્ર બાંધકામ વગેરે ઘણીવાર પૂરી રીતે ઉપલબ્ધ નથી કે અપૂરતી હોય છે જંગલ કાપવું જમીનના વિસ્તારમાં બિન વાસ્તવિક વિધિઓ અને મકાન બાંધકામના અસામાન્ય સરતો પર્યાવરણ ને નુકસાન પોચાળે છે આરોગ્ય સેવાઓ અને સથવારે આધારે ગ્રામ્ય વિસ્તારોમાં મોટી અસમાનતા જોવા મળે છે આરોગ્ય કેન્દ્રો ખોટા અને અસામાન્ય પ્રકારના હોય છે કેટલાક વિસ્તારોમાં ગુના અને સમાજિક અશાંતિ જોવા મળે છે જેના કારણે લોકોના જીવનમાં અસ્પષ્ટતા અને ભય રહે છે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઘણી વાર વાસ્તવ રીતે મુક્તિ પામવા માટે મુશ્કેલીનો સામનો કરે છે જે રાજ્યની નીતિઓ અને વિકાસ પ્રકિયાને અસર કરે સે કેટલીક વાર શાળાઓ અને શિક્ષણની સુવિધાઓ ઘટતી હોય છે જેથી ગુણવતા યુક્ત શિક્ષણ મળી શકતું નથી બચાવ માટે શિક્ષણના અવસર પણ મર્યાદિત હોઇ શકે નોકરીના અવસર કૃષિમાં મદદ અને નાણાકીય સહાયતા પુરવઠો કેટલીક વાર અસ્થિર હોય છે જેને કારણે સ્થાનિક અર્થવ્યવસ્થા પ્રભાવિત થાય છે